હું આમ તો ખાસ કરીને મારી બધી વસ્તુ જાતે બજારમાંથી જ ખરીદી કરીને લાવતી હોઉ છું પણ મારે એક કુર્તી જોઈતી હતી જે બજારમાં મને મળતી ન હતી અને એકવાર પહેલા મેં ઓનલાઈન એક સાડી મંગાવી હતી તો તે બહુ સારી આવી હતી તો મને થયું કે હું ઓનલાઈન કુર્તી મંગાવું તો જ્યારે મેં ફોન પર ઓનલાઈન કુર્તી જોઈ ત્યારે મને પેજ પર તો તે કુર્તી બહુ સરસ દેખાતી હતી તેનો કલર અને ડિજાઈન પણ સરસ લાગતી હતી અને થોડી મોંઘી પણ હતી તો મને લાગ્યું કે સારી આવશે તો મેં એ કુર્તી મંગાવી હતી પણ જ્યારે મેં એ કુર્તી મને મળી ત્યારે તેના પરની લેસ પટ્ટી ખુલી ગએલી આવી હતી અને ધોયા પછી તે તેનો કલર પણ ધીરે ધીરે છોડતી હતી તો મને આ કુર્તી બહુ એકદમ સરસ એવી લાગી ન હતી